મારા મત મુજબ બાઇકિંગની લોકોના જીવન પર ખૂબ સારી અસર પડે છે આજના યુવાનો પોતાની તણાવભરી જિંદગીથી થોડા દિવસ દૂર થઈ કુદરતના સાનિધ્યમાં બાઇકિંગ કરવા જાય છે ત્યાં તેઓ પોતાના મનને શાંત કરે છે ભારતના અલગ અલગ સીમા જેમ કે ઉત્તરમાં લદાખ પૂર્વમાં કચ્છ દક્ષિણમાં રામેશ્વરમ અને પશ્ચિમમાં સિક્કિમ એમ અલગ અલગ દિશામાં બાઇકિંગ દ્વારા સીમાની જાણકારી મેળવે છે અને તેઓ આ જિંદગી બાઇકિંગમાં ખૂબ સારી રીતે જીવે છે